મને એવું લાગે છે ગયા વીસ વર્ષમાં ટેકનોલોજીમાં જે સુધારા થયા છે તેનાથી સમગ્ર જગતને ફાયદો થયો છે ઘણા બધા ઇલેકટ્રીક સાધનો જેમ કે ટીવી મોબાઈલ ફોન સ્માર્ટ વોચ ઇલેક્ટ્રિક વાહનોથી લોકોને ઘણી બધી મદદ થઈ છે મોબાઈલ અને લેપટોપની માધ્યમથી ટિકિટ બુકિંગ ઘણી સહેલાઈથી થઈ જાય છે અને બધી બુકિંગ અને પેમેન્ટ ઘર બેઠા થઈ શકે છે અને એઆઈની મદદથી આજકાલનું જીવન એકદમ સરળ અને સહેલું થઈ ગયું છે આપણે જે વસ્તુ જોઈએ તે વસ્તુ ઘર બેઠા ઓડર કરી ઘરે મંગાવી શકીએ છીએ તેમજ ઘર બેઠા હોટલ બુકિંગ પણ થઈ શકે છે અને ઘણી એપ્લિકેશન આપણા મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે જેનાથી બહુ બધા કામ સહેલા થઈ જાય છે